હેલો બોલો ઘણાં ખરા છે રેસકોર્સ છે બાલ ભવન છે અટલ સરોવર છે ઘણાંછે કે કોઈ મંદિર જાઓ હોય તો મંદિર છે તમારે કઈ જગ્યા એ જવું છે હા તો પછી તમે કઈ રીતે કેવી રીતે ઈચ્છો છો તે એ પ્રમાણે હું કહું હા હુ તો ફ્રરી જ છું મેડમ તમે બોલોને ઓકે હુ આવી રીતે બધાં મુસાફરોને જાણકારી આપતી રહું છું મેડમ હા ગાઈડ આજુબાજુના પણ ખબર છે અને રાજકોટનાય ખબર છે તમારે જ્યાં જવું છે ત્યાં તમને લઈ જઈ શકું છું આજુબાજુમાં સોમનાથ છે વીરપુર છે ને એવાં ઘણાં છે અને સ્થળો પણ નવરાત્રી આ આજુ બીજે ગુજરાતમાં જ રાજકોટમાં જ છે એમ ઘણી જગ્યાએ થાય છે નવરાત્રી તો અને અમદાવાદ શહેરમાં પણ નવરાત્રીના સારા ફેસ્ટિવલના વેર વેર્સ મળે છે કપડા વેર ને એન્ડ બધું ક્લોથ વેરને હા વાંધો નહીં ડન